હેલો હા હા બોલો ને

હા હલો એ આપણે પી જી એસમાંથી બોલો ઇલેક્ટ્રિશિયન બોલો છો આપણું નામ અનીલભઈ છે આપણે અહીંયા પાંચનુ ટી સી મુકેલું છે

એમાં ભડાકો થયો હતો ઘરમાં મારે ઇલેક્ટ્રિશિયનમાં ઘણા પ્રોબ્લેમ થઈ ગયા ઓલ બાળી મેલ્યું છે તો ઇલેક્ટ્રિશિયન માટે સમું કરાવવું હતું

આપણે પાંચનુ ટી સી હતું એમાં ભડાકો થયો છે કારણ કે ચકલા બકલા બે છેડાં ભેગા કર્યા હતા તો ઘરમાં શોર્ટ સર્કિટ થઇ ગયેલી છે પંખા ઉડી ગયા ફ્રીજ ટીવી બીજું ઘણું બધું નુકસાન થયું છે તો આપણે રીપેરીંગ કરાવવાનું છે મેઇન પાવર ટી સ પાંચનાં ટી સીમાંથી આવે છે હા હળવદ બોર્ડ છે જી ઇ બીનું

હા

પંખો ઉડી ગયો ટ્યુબલાઈટ ઓર ટીવી ફ્રીજ બધું શોર્ટ સર્કિટ બહુ ઘણું બધું થઇ ગયું છે

તો આપણે અહીંયા આવવામાં તમે કેટલો ચાર્જ લો છો આપણે ધવાણા ગામ અને એની આગળ નદીની આગળ નોવા ધવાણા આવે ત્યાં કણે રહીએ છીએ માધ્યમિક શાળા કહેશો ને

હા એ આપણે બધી વસ્તુઓ હા આપણે એ બધી વસ્તુઓ અહીં ઇલેક્ટ્રિશિયનની દુકાનેથી મળી જશે એ આપણે છે ઇલેક્ટ્રિશિયનની દુકાન એ તો અહીંયાથી આપણે લઇ આવીશું હા

ઓકે ઓકે ધન્યવાદ ઓકે ઓકે